રમતગમત રમતગમત માનવીના જીવનમાં એક મહત્ત્વપૂર્ણ ભાગ છે એ શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને સુધારવામાં પણ મદદરૂપ થાય છે આપણે એને લગતા કેટલાક ઇમ્પોર્ટન્સ જોઈશું આપણે કેમ કે શારીરિક સ્વાસ્થ્ય છે એમાં માનસિક સુખ મળે તીન મક જેવી આપણી અંદરની ભાવનાઓ વિકસે છે પછી ખેલદીલી જેવી અનેક પ્રવૃતિઓનો આપણું ઓલામાંથી ઇન્ક્રિઝ થાય છે જેમકે શારીરિક સ્વાસ્થ્યમાં આપણે જોઈએ તો રમતગમત શારીરિક શક્તિને વધારવા તથા શરીરની તંદુરસ્તી વધારવા પર મહત્ત્વપૂર્ણ છે જેનાથી આપણા હૃદય ફેફસાં તથા હાડકાંઓ મજબૂત થાય છે પછી એમાં રમતગમતથી માનસિક તણાવ પણ ઘટે છે ને માનસિક તણાવ ઘટવાથી આપણું અંદરનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે સ્વાસ પછી એમાં જે આગળ વધતું હોય તો ટીમ વર્ક ટીમ વર્કથી રમતમાં ખિલાડીઓ વચ્ચે સમાન સહાકારના નિયમો શિખવાય છે લોકોને ટીમ વર્કનું મહત્ત્વ રમત શીખવાડે છે આથી પછી છે અનુશાસન અનુશાસન એક એવી વસ્તુ છે જે રમતથી જ આપણામાં વિકસી શકે છે આપણામાંથી રમત રમતા આપણે એ સમયે એક નિયમો અને સમયોનું પાલન કરવું પડે છે જે એક સીલ્ફ સેલ્ફ ડિફી ડિસિપ્લિન તરીકે આપણે આપણું ઘડતર થાય છે એમાં એટલે મારા મતે તો આ સારું જ છે આમાં કે એટલું કે રમતગમતનું મહત્ત્વ આપણા જીવન માટે ઘણુંય છે પછી એમાં સારી સામાજિક પરંપરા સામાજિક પરસ્પર સબંધ છે રમત ગમતના લોકો વચ્ચે મિત્રતા અને સબંધો બનાવામાં મદદરૂપ થાય છે જેમકે બે દેશો વચ્ચે રમત રમાતી હોય તો તેના વ્યાપાર સબંધો જેવા કે પછી લેવડદેવડ ન થતી હોય તે સુધરે છે રમતગમતમાં આપણે એકબીજા ખિલાડીઓ જેમકે બહારના ખિલાડીઓ વિદેશના ખિલાડીઓ આ આપણા દેશમાં રમવા આવે જેમકે આપણા દેશથી આપણે બીજે દેશમાં રમવા જઈએ એવી ઘણી પ્રવૃત્તિ છે જે રમતથી આપણે વિકસી શકીએ છે પછી છે વિશ્વાસ વિશ્વાસ આત્મનિર્ભરતા રમતમાં સફળતા અને અસફળતા બંનેનો સામનો કરી કરીને વ્યકિત્વમાં આત્મવિશ્વાસ વધે છે આનાથી એ એનો પોતાની આત્મીયતાને આમ ફેસ કરી શકે છે એટલે એ તેનો હાર હોય કે જીત હોય તેના હાર માટે સતત એનું જીવયલ સતત એનું પેલું કરી શકે છે પછી આગળ વાત કરીએ તો આપણે રમતોની એના ઇન્ક્રિ ઇન્ક્રિઝમેન્ટ આપવા માટે આપણે એને શિક્ષણમાં ઉમેરવી જોઈએ છે તો પણ આપણે શિક્ષણમાં એને ફરજિયાતપણે ઉમેરવા તો સારી સગવડ આપી ચૂકે છે એ આપને શિક્ષણમાં પ્રેરણા સ્રોત છે જેમકે ખ્યાતિ ખેલાડીઓ કોશરસ પ્રોત્સાહિત કરીને યુવાનો માટે પ્રેરણા સ્રોત બનાવવા જોઈએ પછી સમાજમાં જાગૃતિ લાવવા પણ આપણે પેલું કરી શકીએ છીએ રમતગમતના ફાયદાઓ વિશે લોકોમાં જાગૃતિ લાવવા માટે કાર્યક્રમો અને સેવાનું આયોજન કરવું જોઈએ એ બહુ સારી વાત છે